મને પુસ્તક વાંચવાનું ખૂબ જ ગમે છે કારણ કે પુસ્તક એટલે એક તમારો એવો મિત્ર છે જેને તમે તમે ઘણું બધું શીખી શકો છો એની સાથે અને તમે એની સાથે તમારો જેટલો સમય પસાર કરવો એટલો કરી શકો છો તમે પાંચ મિનિટ પણ પસાર કરી શકો કલાક પણ પસાર કરી શકો પણ એમાંથી તમને જે જાણકારી મળે છે તે તમારા જીવન જીવવા માટે તમને ખૂબ જ ઉપયોગી થઈ રહી છે મને સૌથી પહેલાં જ્યારે મેં પુસ્તક વાંચવાનું શરૂં કર્યું હતું ત્યારે હું ફક્ત ને ફક્ત નવલકથાઓ વાંચતી હતી પણ હમણાં કેટલા સમયથી હું મોટીવેશનલ બુક્સ વાંચુ છું જેનાથી મને મારા જીવનમાં જે સુધારા વધારા કરવા છે એના માટેની ખૂબ જ પ્રેરણા મળે છે તો પુસ્તક વાંચવું બધા માટે ખૂબ જરૂરી હોય છે એવું હું માનું છું જેનાથી તમે ઘણું બધું શીખી શકો છો તમારા જીવનમાં ઘણાં બધા ફેરફાર લાવી શકો છો અને તમારું જીવન વધુ સારી રીતે તમે કેવી રીતે જીવી શકો તેની તમને પ્રેરણા મળે છે એક પુસ્તક વાંચવામાં લગભગ મને દસથી બાર દિવસ લાગે છે પછી તો એનાં પુસ્તક પર આધાર છે કે મને એ પુસ્તકમાં કેટલો ઇન્ટરેસ્ટ પડે છે પણ એક પુસ્તક વાંચવામાં લગભગ દસથી બાર દિવસ તો જોઈએ જ તો જ તમે એની અંદર સુધી જઈને તમે તમે ફિલ કરી શકો કે પુસ્તક તમને શું કહેવા માગે છે અને એકસાથે તમે કેટલું કલાક વાંચી શકો એના માટે તો હું એટલું જ કહી શકું કે એક કલાક પણ વાંચી શકાય બે કલાક પણ વાંચી શકાય એ તો આપણા પોતાના પર નિર્ભર છે કે તમે કેવા એટમોસફીયરમાં વાંચો છો મને બહાર ખુલ્લા ગાર્ડનમાં હીંચકા પર મારા કોફીના કપ સાથે પુસ્તક વાંચવુ ખૂબ જ ગમે છે અને એના માટે હું એક કલાક વહેલી પણ ઉઠી જાઉં છું કે હું એ સમય મારો મારા પુસ્તકને આપી શકું અને મારા અને મારા પુસ્તક વચ્ચે એ સબંધ કેળવી શકું લગભગ એ પુસ્તક વાંચવા માટે હું વહેલો સમય જ વધારે પ્રિફર કરું છું અને હું પુસ્તક એવરી રોજે રોજ જ વાંચું છું એવું નથી કે એક મહિનામાં ચાર દિવસ વાંચ્યું સપ્તાહમાં બે દિવસ જ વાંચ્યું એવું નથી મને પુસ્તક વાંચવાની મેં હેબિટ જે પાડી છે તે મને રોજની જ છે અને એના માટે હું સવારે વહેલી ઉઠીને પુસ્તક વાંચું છું